છોડ ઉગાડવા માટે મોટાભાગે અમે ગોરાડુ માટીનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ગોરાડુ માટીમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારે પ્રમાણમાં હોય છે અને છોડને ઉગવા માટે જરુરી પોષક દ્રવ્યો પણ તે ધરાવે છે ખાતરની વાત કરીએ તો ખાતર માટે એવું ખાતર પસંદ કરવામાં આવે છે કે જેમાં બરાબર માત્રામાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ આવેલું હોય જેમાનું એક ખાતર એન પી એન ખાતર પણ છે